નમસ્કાર સર હું કૃણાલ નાયક વાત કરી રહ્યો છું હું નવો મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છું અને મારે બિઝનેસ શરૂ કરવા માટે બેન્કમાં આપવા માટે આધારભૂત કાર્ડ તરીકે પાન કાર્ડની જરૂર છે તો શું મને એ જાણકારી મળી શકે કે મારે આ પાન કાર્ડ ક્યાંથી કેવી રીતે અને કોની પાસેથી કઈ પ્રોસેસ થ્રુ મને મળી શકે કઈ પ્રક્રિયા થકી મારે આ પાન કાર્ડ મેળવવાનો રહેશે તે મારે જાણકારી જોઈતી હતી તો જો આ જાણકારી મને મળે તો હું મારો નવો વ્યવસાય શરૂ કરી શકું